હા ક્યાં છો તમે એકઝેટ તમારું સ્થાન જણાવશો ઓકે તમે આવી ગયા છો

ઓકે હવે શિલ્પી હોટલનો જે મેઇન ગેટ છે તેની કઈ બાજુ તમે ઊભા છો ઓકે લેફ્ટ સાઇડ છો હું અહીંયા રાઇટ સાઇડ પર છું તમને એક પાઉંભાજીની દુકાન દેખાશે જેનું નામ છે મહારાજા પાઉંભાજી થોડી લાલ રંગની ખુરશી ટેબલ પડેલાં છે દેખાય છે જુઓ સામે બોર્ડ દેખાય છે હું તમને જોઈ શકું છું આ જુઓ હું તમને રૂમાલથી હાથ ઊંચો કરું છું ઓકે ઓકે આવો